હલો કોણ બોલો હા પુષ્પાબેન બોલો બોલો હા હોં અમારે તો બાગ છે હં હં હં હં હં અમારે જો કેસર કેરી છે મેંગો કેરી છે ઓલા કેસર કેરી છે હાફૂસ છે અને દેશી છે પણ અમારે બધી ઓર્ગેનિક છે એટલે તમને ભાવ પોસાશે અમે પાંચ કેજીનું બનાવીએ દસ કેજીનું બનાવીએ પછી તમારે લુઝમાં જોઈતી હોય તો એ આપીએ છીએ એટલે તમે જે પ્રમાણે કહો એ પ્રમાણે એમ ને એમ મેટાડોરની અંદર બાચકાં ભરીને મૂકીએ છીએ આ ઓર્ગેનિક જ કેરી હોં અને એક પણ ગેરંટીવાળી કેરી એક કેરી તમારે બગડેલી ના નીકળે તમારા કોઈ કસ્ટમરની ફરિયાદ ના આવે એવો માલ અમારો અમારો માલ તો અહીંથી જ વેચાઈ જાય છે નહીં નહીં નહીં નહીં નહીં નહીં નહીં અમારે ત્યાં તમે આવો અમારા બગીચે ઝાડવામાંથી તોડી અને તમે જોઈ લો પકવવાની ને તમને બધી છૂટ કોઈ ભેળસેળ નહીં જેવું છે એવું જ કહેવાનું પચાસ બોક્સ તમારે જોઈતા હોય તો પછી મારે બીજાનો ઓર્ડર છે ને તો એ ઓર્ડર પ્રમાણે મારે ચેંજ કરવું પડે બેન હં કાલે હું ચાલો ઊભાં રહો પહેલાં માણસને બોલાવું અને એને પૂછી જોઉં કે કેટલા કેરી કેટલી ઉતરે એમ છે હં હલો હલો રવજીભાઈ દસ બોક્સ થઈ જશે હં હા હા હા હા કેસર કેરીના દેશી નહીં થઈ જશે હા સારું ચાલો હલો બેન હા થઈ જશે દસ બોક્સ કેસર કેરીના થઈ જશે દસ સાદી કેરીના થઈ જશે બોલો પહેલાં તો બે હજાર રુપિયા છે હોં મણે વીસ કિલોના બે હજાર રૂપિયા લઈએ છીએ તમને ગામમાં મળી જશે પંદરસોની સત્તરસોની સોળસોની અમારો તો આ જ ભાવ છે કારણ કે ઓર્ગેનિક છે હા આ તમે એક વાર ટ્રાય કરી લો એક વાર ખાશો એટલે દર વર્ષે અમાર ત્યાંથી માલ લેશો એવો માલ અમારો માલ હોય હા હા તો સારું કંઈ વાંધો નહીં અને એ છે ને ટ્રાવેલ્સમાં મોકલીએ છીએ હોં અત્યારે હા એ હા હા ઓકે હા હા ઓકે બાય